હવે લોકડાઉનમાં શું પ્રોબ્લેમ હતો કે વસ્તુઓ મળતી નહોતી બધું બંધ હતું હવે ઘરમાં જે વસ્તુ હોય એનાથી ચલાવવાનું રુખુ સૂકું ખાઈને પણ પેટ તો ભરવા જોઈએ ને હવે ઘરમાં શું છે કે નોનવેજ વસ્તુઓ ના મળતી હોય તો વેજિટેરિયન વસ્તુઓ મળતી હોય તો દાળ છે ભાઈ મગ છે હવે લોટ ઘરમાં હોય લોટમાં શું છે કે અમુક વખતે લોટમાં થોડો ગોળ નાખી અને મીઠા એના શક્કરપારા જેવું બનાવીને પુરીઓ બનાવી ને ચા સાથે તમે ખાઈ લો રોટલી બનાવો તો રોટલી પણ ચા સાથે તમે ખાઈ શકો દાળ બનાવો ઘરમાં ચાવલ ભાત પડ્યો હોય ચોખા પડ્યા હોય તો દાળ સાથે તમારું ચાલી જાય અને સબ્જીઓ બધી મળતી નહોતી શાકભાજીઓ મળતી નહોતી નોનવેજ વસ્તુઓ મળતી નહોતી હવે આમાં શું છે કે સામાન્ય મીઠી વસ્તુઓ બનાવવાની હોય તો એમાં શું છે દૂધ દૂધ મળતું હતું તો દૂધની સાથે પણ શું છે કે અમુક વસ્તુઓ તમે થોડા ભાત નાખી દો તો ખીર તૈયાર થઇ જાય થોડા ચોખા બનાવી લો એટલે બિરયાની બ તૈયાર થઇ જાય એટલે ગમે એમ કરીને લોકોએ પોતાનું જીવન પસાર કર્યું અને મજા આવતી હતી